તબીયતનું ધ્યાન રાખવા માટે હવે ઘઉં ચોખા મૂકી અને મિલેટનો ઉપયોગ કરીએ છીએ ઓટની ખિચડી જુવાર બાજરીના રોટલા અને રાગીની રોટલી અમે રોજિંદા જીવનમાં ખાઈએ છીએ જેના કારણે પૂરતું ફાયબર અને પોષક તત્વો મળી રહે ઘુંટણના દુખાવા પેટ સાફ કરવું દરેક એ બધામાં ઘણી રાહત મળે છે દરેકે જીવનમાં આ મિલેટ ફૂડનો ઉપયોગ વધારવો જોઈએ